કોવિડ ઓગણીસ મહામારીના કારણે ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્ર ઉપર ખૂબ જ અસર પડી હતી આ મહામારીનું મુખ્ય લક્ષણ સમૂહમાં લોકોને ભેગા ન કરી શકાય એ હતું અને શિક્ષણ કાર્ય એ એવું છે કે જ્યાં લોકોને સમૂહમાં ભેગું થવું પડે છે અને આ પડકારોને પહોંચી વળવા માટે એના ઓપ્શન તરીકે શિક્ષણકાર્ય શાળા બંધ રાખી અને શિક્ષણકાર્ય ચાલુ રહે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ જેમાં ઓનલાઈન શિક્ષણ માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી અથવા તો ટેક્નોલોજીનો ઉપયોગ કરી અને ઘરે બેઠા બાળક એકલું બેસી અને શિ શિક્ષક સાથે જોડાઈ અને શિક્ષણ પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે તેમજ રસીકરણ કરી અને દરેક લોકો સુધી કોવિડ ઓગણીસની રસી પહોંચાડી અને આ રોગને સદંતર નાબૂદ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ